ખરેખર તો જોઈએ તો શાળા પછી સાંજનો સમય જે છે એ બાળકોને રમતગમતનો સમય કહેવાય પરંતુ આજની શિક્ષણ પદ્ધતિને કારણે બાળકો ખૂબ જ ટેન્શનમાં રહેતા હોય છે કે બાળકો કરતાં એમના માતાપિતા વધારે ટેન્શન માં રહેતા હોય છે કે બાળકોના ભવિષ્ય વિષે ચિંતિત હોય છે એટલે સાંજના સમયમાં ટ્યુશન મોકલવાનું પસંદ કરે છે ખરેખર તો શાળામાં જ વિદ્યાર્થીઓને એ રીતની સમજશક્તિ પ્રમાણે વર્ગો જુદા કરીને એજ્યુકેશન શિક્ષણ આપવું જોઈએ કે જેને કારણે બાળકોને ટ્યુશનની જરૂર ના પડે